આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એક સંસ્કાર છે જ્યારે દીકરો અને દીકરી પરણવાની ઉંમરના થાય ત્યારે યોગ્ય પાત્ર ગોતીને તેનું સગપણ કરવામાં આવે છે અને સગાઈ થઈ જાય ત્યારથી જ લગ્નના જાણે બેન્ડવાજા વાગવા લાગે છે અને પડઘમ તૈયારીઓ થવા લાગે છે આપણી ભારતીય સંસ્કૃતિમાં સગાઈ બાદ ચુંદડીની વિધિ હોય છે અને ત્યારબાદ દીકરો અને દીકરીના માતા પિતા એ લગ્નનું મુરત બ્રાહ્મણ પાસે જોવડાવે છે અને બંનેના ગ્રહોને જોઈને બ્રાહ્મણ યોગ્ય મૂહરત કાઢી અને લગ્નની તારીખ અને તિથી વાર બધું નક્કી કરે છે બસ ત્યારબાદ માતા પિતા લગ્ન માટે યોગ્ય જગ્યાની પસંદગી કરે છે અને શુભ દિવસે મંગલમાં ચોઘડીએ વર કન્યાના લગ્ન નક્કી થઈ જાય છે આ લગ્નમાં સૌપ્રથમ વિધિમાં જોઈએ તો લગ્ન લખવાની વિધિ એટલે કે આમાં કંકોત્રી લખવામાં આવે છે દીકરીને ઘરે તેના માતા પિતા બ્રાહ્મણને બોલાવીને લગ્નની કંકોત્રી લખે છે અને લગ્ન લખે છે અને આ આ દિવસથી લગ્નની ધામધૂમ શરૂ થઈ જાય છે આમ કહીએ તો આ જ દિવસથી જ ઘરમાં લગ્નની બધી વિધિઓ શરૂ થઈ જાય છે જેમાં સૌપ્રથમ લગ્ન લખાઈ ગયા બાદ દીકરીના ભાઈ લગ્ન લઈને દીકરા પક્ષવાળા એટલે કે જમાઈને ત્યાં સામા પક્ષવાળાને ત્યાં જાય છે અને આ તેઓ સામે લગ્ન લઈને આવનાર ભાઈને અને લગ્નની કંકોત્રીને વધાવે છે અને આમ એક પ્રસંગ ઉજવાય છે ત્યારબાદ આ લગ્ન એકી સંખ્યામાં નક્કી કરવામાં આવ્યા હોય છે અગિયાર દિવસ એકવીસ દિવસ સાત દિવસ પાંચ દિવસના લગ્ન હોય છે અને ત્યારથી ર દરરોજ બંનેના ઘરમાં રાત્રે લગ્નના ગીતો ગવાય છે અને મંગલ ગીતોથી દિકર બંને બંને પાત્ર માટે આમ શુભવાંચિત કરવામાં આવે છે અને સારા સારા મંગળ ગીતો ગવાય છે ત્યારબાદ આવે છે મંડપમૂરતની વિધિ આ મંડપમૂરતની વિધિમાં માંડવાનું અંદર રોપણ કરવામાં આવે છે એમાં માણેક સ્તંભ રોપાય છે અને લેડિસ બધા સાથે મળીને ગીતો ગાય છે અને બ્રાહ્મણ પાસે આ વિધિ કરાવામાં આવે છે આમાં મુખ્ય વિધિમાં આપણે ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ પ્રસંગમાં સૌથી પહેલાં ગણપતિ ભગવાનનું સ્થાપન કરવામાં આવે છે અને તેમને આમંત્રિત કરીને કેહવામાં આવે છે કે હે વિઘ્નહર્તા અમારો આ પ્રસંગ આપ સુખરૂપ પાર પાડો અને આમ લગ્નની શરૂઆતમાં ભગવાનને યાદ કરીને મંગલકામના કરવામાં આવે છે કે કે વિઘ્નહર્તા આવી જાય એટલે બધાં જ વિઘ્ન હરાઈ જશે અને લગ્ન સુખરૂખ પાર પડી જાય છે અને ત્યારે જ બધા કંકોત્રી લખે છે સગા વ્હાલાને બધાય જે કંકોત્રી લખેલી હોય છે તે બધા આ દિવસથી આવી જાય છે અને મંડપમૂરતમાં પાંચ ભાઈઓને બોલાવામાં આવે છે અને તેમના દ્વારા માણેક સ્તંભની અંદર રોપણ કરવામાં આવે છે આમ મંગળમૂરતને મૂરતમાં જ એ મંડપ રોપણની વિધિ થાય છે ત્યાર બાદ જે લગ્ન જેના થવાના હોય છે તે દીકરી કે દીકરો જેને પીઠી ચોળાય છે તેને પીઠી ચોળવામાં આવે છે આ વિધિનું મહત્ત્વ એટલે છે કે આ દ્વારા હલ્દીની રસમને કેવા આ દ્વારા તેને શુભ વિ વાંચવામાં આવે છે અને તેનો વાન ઉઘડે એમ ગણવામાં આવે છે તેની બધી ભાભીઓ બહેનો માતાઓ કાકીઓને ફઈઓ બધા તેને પીઠી ચોળી અને મંગલ ઈચ્છે છે આ ઉપરાંત જળ વાસવામાં આવે છે જે વિધિ ફઈબા કરે છે આ વિધિમાં ફઈબાનું ખૂબ મહત્ત્વ હોય છે અને તેના હાથે આ વિધિ કરવામાં આવે છે આ ઉપરાંત એક બીજી વિધિ હોય છે જેનું નામ છે માળારોપણ આ માળારોપણમાં જેના લગ્ન હોય છે તેના ગળામાં માળા રોપાય છે અને આ માળા તેની રક્ષા કરે છે એવું માનવામાં આવે છે કે જેમાં ખૂબ શ્રદ્ધા હોય છે બસ આ બધી વિધિઓ દ્વારા મંગળ ગીતો ગાય છે દરેક વિધિના મં મંગલ ગીતો હોય છે અને તે આપણી સંસ્કૃતિમાં એક એક વિધિને એક એક ગીત સાથે જોડેલા હોય છે જેથી વાતાવરણ ખૂબ પવિત્ર આનંદમય અને મંગલમય બની જાય છે ત્યારબાદ બધા ગરબા રમે છે રાસ રમે છે આનંદ કરે છે નૃત્યો કરે છે આમ આ એક ખૂબ સુંદર વિધિનું સમાપન થાય છે અને બીજા દિવસે લગ્ન હોય છે જેમાં જાનૈયા જાન લઈને આવે છે અને વરરાજાની સાથે આવીને લગ્ન વિધિ કરવામાં આવે છે જ્યારે વરરાજા પધારે છે ત્યારે આંગણે તેમને પોખવામાં આવે છે તેમને હાર પહેરાવા કન્યા આવે છે અને તેને હાર પહેરાવે છે ત્યારબાદ તેમનું સ્વાગત કરી અને માંડવામાં લઈ આવવામાં આવે છે અને અહીં આપણી મુખ્ય લગ્નની વિધિ શરૂ થાય છે આ લગ્નની વિધિમાં વર અને કન્યાને બેસાડવામાં આવે છે અને દીકરીના માતા પિતા પોતાની દીકરીનો હાથ જમાઈના હાથમાં સોંપે છે એટલે કે કન્યાદાન કરે છે આ કન્યાદાનની વિધિ પૂરી થાય ત્યારબાદ મંગલ ફેરા ફરવામાં આવે છે જેમાં વરકન્યા એકબીજાને એકબીજાને આ સાથે ફેરા ફરે છે અને આ કન્યાની માંગમાં ત્યારબાદ સિંદુર પૂરવામાં આવે છે અને મંગલસૂત્ર પહેરાવવામાં આવે છે અને વરકન્યા તે એકબીજાના હાથ પકડીને ભવ ભવના સાક્ષી સાથે રહેવાના એકબીજાને કોલ આપે છે અહીં ત્રણ ફેરા પૂરા થાય ત્યારબાદ ચ ચો ચોથા ફેરામાં કન્યાને આગળ ચાલવાનું હોય છે અને તે કહેવાય ત્યાં ત્યારબાદ આ ચાર ફેરા પૂરા થઈ જાય છે પછી આ જમણવાર અને શીખને બધી વિધિ થાય છે ત્યારબાદ છેલ્લે કન્યાની વિદાય આવે છે દીકરીના માતા પિતા અને વિશેષ તો તેના માતા પિતા માટે આ ખૂબ દુખની ઘડી હોય છે કારણ કે જે બાળકીને પોતે નાનપણથી ઉછેરીને મોટી કરી હોય છે તેને પારકા ઘરે મોકલવાની આ એક ખૂબ અઘરી ક્ષણો છે ગમે તેવા હિંમતવાળા પિતાની પણ આંખમાં આંસું આવી જાય છે અને આ એક એવો પ્રસંગ છે કે જ્યારે લગભગ કોઈ વ્યક્તિની આંખમાં આંસું ન હોય તેવું બનતું નથી કારણ કે દીકરી પોતાના પિયરનું ઘર છોડીને સાસરે જાય છે પોતાના માતા પિતા ભાઈ બેન પરિવાર ની માયા ને હુંફ છોડીને પારકાને પોતાના કરવા જાય છે આમ દીકરી એક નહીં પણ બે ઘરમાંએ પોતાનું સ્થાન ઉજ્જવળ બનાવે છે અને તેમ તેની લગ્નની વિદાય થાય છે આ વિદાય સમયે પૈડુ સિંચવામાં આવે છે આ વિધિમાં ગોરબાપા શ્રીફળને ગાડીના વા વિલ નીચે મૂકીને પૈડું સિંચે છે અને આ દ્વારા એવું વાંચવામાં આવે છે કે નીરવિઘ્ને અહીંથી તેઓ સુખરૂપ પોતાના ઘરે પહોંચી જાય અને ઈશ્વર તેમને આ કાર્યમાં આશીર્વાદ આપે અને સહાય કરે તેવી ભાવના ભાવવામાં આવશે અને આ સમયે જ્યારે તેમનું વાહન ચાલે છે ત્યારે સામેથી કુંવારીકા આવે છે અને તે મંગલ કામના ઈચ્છે છે અને શુકન સચવાય છે આમ માતા પિતા પોતાની લાડકી દીકરીને સ્વસુર્ગ રહે રડતી આંખે અને હોંશથી આમ જોવો તો હોંશ હોય છે કે પોતાની દીકરીને સારું પાત્ર મળ્યું છે પણ એક આંખમાં આંસું પણ હોય છે કે મારી દીકરી કે જેને મેં નાનપણથી મોટી કરી છે તે આજે સાસરે જઈ રહી છે વિદાય કરે છે બસ આ મંગલ ઘડી અને આ મંગલ પ્રસંગની આ રીતે પૂર્ણાહૂતી થાય છે